નર્મદા જિલ્લામાં સ્વાસ્થ્ય કાળજીની મુખ્ય સુવિધાઓ ઘણીબધી છે જેમકે નર્મદા જિલ્લામાં સરકારી હોસ્પિટલ બહુ મોટી બધી સરકારી હોસ્પિટલ છે જે નર્મદા જિલ્લામાં મુખ્ય સૌથી મોટી અને સારી હોસ્પિટલ છે જે ચોવીસ કલાક ઉપલબ્ધ હોય છે જેમાં ગમે ત્યારે તમે એકસો આઠ એમ્બુલન્સને ફોન કરો તો એ ગમે ત્યાં હોય થોડાક સમયમાં આવી જ જાય છે ડોકટરો પણ ઘણા બધા સારા છે ઘણીબધી સુવિધા સુવિધાઓ છે બહુ મોટી મોટી હોસ્પિટલ છે જે આખા નર્મદા જીલ્લામાં માટે એક સારું કાર્ય કહેવાય ઘણીબધી મેડિકલ સ્ટોર છે ગલીએ ગલીએ એમ સારી ક્વૉલિટીની દવાઓ પણ મળે છે સરકારી હોસ્પિટલમાંથી અને લોકો આમ નર્મદા જિલ્લામાં જ આવેલી સેન્ટરમાં જ તો કંઈ એમ દૂર નથી જવું પડતું આમ નજીક જ હોય છે એટલે સારી રીતે તે હોસ્પિટલનો ઉપયોગ કરી શકે છે